ગુજરાતમાં અનેક સંગીત નૃત્ય ઉત્સવો થાય છે જે વિશ્વ વિખ્યાત છે અને વિશાળ દર્શકોને આકર્ષે છે આ ઉત્સવો રાજ્યના સાંસ્કૃતિક જે ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક વારસો છે તેમની યાદ અપાવે છે કે ભાઈ કઈ કઈ પ્રકારનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો રહેલો જે પ્લસ ગુજરાતની જે સાંસ્કૃતિક વારસામાં રહેલી ખૂબીઓ કળાઓનું પણ દર્શન કરાવે છે ગુજરાતમાં ઘણાં બધા આવાં પ્રકારનાં નૃત્યો છે સંગીત છે જે દર્શકોને ખૂબ અનહદ રીતે આકર્ષે છે જે જેનું કોઈ આમ ખાસું વર્ણન ના કરી શકાય પણ એમાં ઘણા બધા પ્રકારના ફેસ્ટિવલ આવી શકે જેમાં જો આપણે વાત કરીએ તો અએક ત્રણ સત્ય ફેસ્ટિવલ કરીને હોય છે એ મોસ્ટ ઓફ સાજા ભાગા રીતે અમદાવાદમાં થાય છે તેનો સમયગાળો ફ્રેબુઆરી માર્ચ હોય છે એમાં ભારતીય કલાકારોનું સંગીત એને લૂછયું છે આમાં ભારતીય શાસ્ત્રીય સંગીત એટલે ભારતીય આવે ગુજરાતનું પણ આવે છે ભારતીય શાસ્ત્રીય સંગીત ગુજરાતનું શાસ્ત્રીય સંગીત એમાં તેમની ચિંતનાત્મક કલાઓ વિવિધ કલાઓનું પણ દર્શન થાય છે તેમાં ગુજરાતનું શાસ્ત્રીય સંગીત પ્લસ નૃત્ય નૃત્યનાં નૃત્યોની પણ અદ્ભુત ઝાંખી થાય છે વગેરે આ ફેસ્ટિવલમાં હોય છે પછી રુહાની સંદીપ ઉત્સવ ટૂંકમાં રુહાની સંદિપન ઉત્સવ કહેવાય આ દ્વારકામાં જાય છે દ્વારકામાં થાય છે આ આયોજન આ દ્વારકા ખાતે દર વરસે કરવામાં આવે જેમાં ભજન લોક લોક ભજન ભજનની ઝાંખી રજૂ કરવામાં આવે છે અહીં જુદા જુદા દેશના કલાકારો ગુજરાતમાં અહીં આવે છે અને ગુજરાતની ઝાંખી ને પ્રદર્શિત કરે છે પછી જો નવરાત્રિ આવે છે નવરાત્રિ તો ગુજરાત સિવાય ગુજરાતનો તો મુખ્ય તહેવાર જ તમે ગણી શકો પણ ગુજરાત સિવાય આખા ભારતમાં પ્રચલિત છે આ આ આ ઝાઝા ભાગે નવરાત્રિનો સમયગાળો ઓક્ટોબર મહિનામાં હોય છે અંગ્રેજી મહિનામાં તમે ગણો તો ઓક્ટોબર મહિનામાં હોય છે ગુજ નવરાત્રિના સમયમાં દરેક ગુજરાતીઓ હર્ષ ઉલ્લાસથી આમ ગરબા રમે છે ને પ્લસ એમાં ગુજરાતનાં નૃત્યની ઝાંખી થાય છે અને શાસ્ત્રીય સંગીત જેમાં ગરબા છે રાસ છે એની પણ ઝાંખી કરવામાં આવે છે ને દર્શકો ખૂબ ઉલ્લાસથી નૃત્ય કરે છે ગુજરાતમાં તો નવરાત્રિની અનહદ રીતે ઉજવણી કરવામાં આવે છે પછી પર્વ ફેસ્ટિવલ આ રાજકોટમાં થાય છે અને આનો સમયગાળો ડિસેમ્બર હોય છે આમાં શાસ્ત્રના ઉમદા કલાકારો થતાં તત્ત્વચિંતકો વગેરે બધા આવે છે અને ગુજરાતની અલગ અલગ લોક કલા લોક કલા નૃત્ય અને શાસ્ત્રીય સંગીતની ઝાંખી કરાવે છે ને પછી રણોત્સવ એ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં થાય છે અને એક રણોત્સવ એ અદભૂત પ્રકારનું એક કહી શકાય એવું સાંસ્કૃતિક વારસો ગણી શકો તમે એ કચ્છના રણમાં સફેદ રણમાં થાય છે અને તેનો સમયગાળો તમે જુઓ તો નવેમ્બરથી ફ્રેબુઆરી સુધી હોય છે ટૂંકમાં શિયાળાના સમયમાં જ્યારે ઠંડીનું વાતાવરણ હોય ત્યાં જ હોય આમાં રણોત્સવમાં વિશ્વના વિશ્વના તથા ભારતમાંથી લોકો આવે છે તેમાં ઘણાં બધા પ્રકારનાં નૃત્યો શાસ્ત્રીય સંગીત હોય એવી રીતે ઉજવવામાં આવે છે એમાં કચ્છના કચ્છની લોકકૃતિઓ હસ્ત કળા અને સાહિત્યિક મેળો હોય છે સાહિત્યિક મેળામાં અનહદ પ્રકારની ઝાંખીઓ વગેરે બધું હોય છે પછી ગણપતિ ગણપતિ ઉત્સવ ટૂંકમાં એ છે ટૂંકમાં ભારતનો છે પણ ગુજરાતમાં પણ આવે છે અને તેનો ગુજરાત નવરાત્રિના જેમ જ હર્ષ ને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવમાં તમે આમ એનો બી સમયગાળો નવેમ્બરના આસપાસ હોય છે એમાં સાત દિવસ સુધી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે રાસ લેવામાં આવે છે અને ગુજરાતની ઝાંખીઓનું દર્શન કરાવવામાં આવે છે આવી રીતના ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક રીતે દર્શકોને નૃત્ય સાથે આકર્ષે છે અને પહેલેથી જ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આકર્ષણરૂપ રહ્યો છે